હા અંદર બસ આ રઈ જો શું ચાલે છે બોલને

હા તો ચાલો મળીને કાંઈક નવો આઈડિયા કરીયે આપણે વિચારીયે રીલ કરવા માટે હમ્મ હા તો હિરલ જો તું કલચરલ વિશે જો વિચારતી હોય તો હમણા આપડે નવરાત્રી જ આવી રહી છે આપણા ગુજરાતીઓની તો આપડે એના વિશે જ કાઈ કરીયે ચાલને હમ્મ હા હા તો તેના માટે તો

હા તો કરશું તો ઘણી જગ્યા છે આપણા જૂનાગઢમાં તું એમ પૂછે છ કે આપણે કરવું છે જૂનાગઢ એટલે માણસો બારથી આવીને પ્રિવેડિંગ પોતાનાં એન્ગેજમેન્ટનાં વિડીયો આ તે ઘણું બનાવતા હોય છે તો આપણે વિચારવાનું જ ના હોય ઉપરકોટ છે ભવનાથ છે ઘણી જગ્યા છે કે જ્યાં ગ્રીનરી છે આપણે કરી સકીયે હા હા હા ના વરસાદ હ હા ચોક્કસ જો એ રિપોર્ટ પણ સાથે લઈ લઈએ હા હા હા એ લઈ લઈ લઈએ પછી આપણે ચોક્કસ અને આપણે મેઈન છે કે જો ત્યાં પણ આપડે કરી સકિયે અને આપણે જો દિવાળી માટે જો કોઈ રીલ્સ બનાવી હોય તો આપણે સ્પેશિયલ હવેલી ગલીમાં કે માંગનાથમાં જઈ બનાવીએ કોઈ શોપની કોઈ એડવર્ટાઈઝમેન્ટ માટે તો પણ બેસ્ટ રહેશે એટલા માટે હા કાલે કે એક બે દિવસ આપડે હા કાલ સન્ડે છે અથવા તો એક બે દિવસમાં આપડે જરાક વરસાદ રેય તો આપણે વિચારીએ જરાક વરસાદ હોય પછી આપણે કરીયે હા હા ઓકે ઓકે ઓકે ઓકે હા ચાલ બાય હિરલ હા ચાલ મયળા પછી હા